હવે ગાયન પ્રસ્તુતિ અથવા રેકોર્ડિંગ માટેની તૈયારી જે હું કરું છું એ બહુ વધારે ભાષાઓ પર આધારિત છે આ પ્રક્રિયા ખાલી અવાજના રિયાઝ અને ગીતના અભ્યાસ પર આધારિત નથી પરંતુ શારીરિક માનસિક તકનિકી તૈયારીઓ પણ એટલી જ મહત્ત્વની હોય છે હવે પહેલાં આપણે જોઈએ શારીરિક તૈયારીઓ કઈ રીતના હોય છે તો કે ગાયન એક શારીરિક પ્રવૃત્તિ છે અને યોગ્ય રીતે તૈયાર થાવા માટે શરીરની કાળજી લેવી અત્યંત આવશ્યક બની જાય છે ગાતી વખતે આખા શરીરનો ઉપયોગ થાય છે એટલે એને સજાગ રાખવું પણ જરૂરી હોય છે તો એમાં કઈ રીતે હું સજાગ રાખું છું એની વાત કરીએ તો પહેલાં આવે વોકલ વોર્મઅપ આવે બરાબર એમાં પ્રસ્તુતિ અથવા રેકોર્ડિંગના ત્રીસ ચાલીસ મિનિટ પહેલાં ખાસ કરીને ચોક્કસ પ્રકારના મિસરી તર્કે વોકલ વોર્મઅપ કરવાનું મહત્વપૂર્ણ હોય છે આ વોર્મઅપમાં લિપ ટ્રિક્સ સ્કેલના રિયાઝ ટંગ ટવીસ્ટર સામેલ હોય છે ત્યાંથી ગળાના સ્નાયુઓ ઠીક રીતે ફૂલી અને કાર્યરત થાય છે જે મજબૂત અવાજ માટે જરૂરી છે જેથી હું ગાયન વ્યવસ્થિત કરી શકું પછી આવે શ્વાસની કસરતો શ્વાસની કસરતો પણ ગાયન માટે અત્યંત જરૂરી છે દીર્ઘકાળ સુધી સુર સંગત અવાજ માટે નિષ્ણાત ખાસ શ્વાસ નિયંત્રણ આવશ્યક છે પ્રાણાયામ અથવા અન્ય શ્વાસની કસરતો રોજ કરવાથી ફેફસા મજબૂત થાય છે અને લાંબી લાંબી લાઈન એકદમ સ્થિર રીતે તમે ગાઈ શકો છો પછી આરામ અને આહાર કઈ રીતે એમાં ભાગ ભજવે છે એની આગળ હું વાત કરું તો એમાં તમારી ખોરાકની પસંદગી તમારું ગાયન માળખું સારી રીતે બનાવી શકે છે ખાલી ખોરાકની પસંદગી કરવાથી જ તમારું ગાયન માળખું બને ગરમ પાણી અથવા તુલસીની ચા પીવાથી ગળાને ભીનું અને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે એની હારે હારે ઠંડા પીણા આઈસ્ક્રીમ કોફી અને મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જોઈએ આમ કરવાથી ગળાની નળી ઉપર અનાવશ્યક બીજો નહીં આવે અને ગળાના વાયરસથી બચી શકાય છે તમારુ સુતા જવાનું ગળું પણ મહત્ત્વનું છે કારણ કે અવાજની તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ લેવી પણ આવશ્યક છે હવે આ હતી શારીરિક તૈયારીઓ બરાબર હવે આવે માનસિક તૈયારીઓ ગાયન એ માત્ર શરીર અને અવાજ સાથે નહીં પણ માનસિક એકાગ્રતા અને સંતુલન સાથે પણ સંકળાયેલું છે પ્રાણાયામ અને ધ્યાન કઈ રીતે એમાં મદદરૂપ થાય છે માનસિક તૈયારીઓનો એ કઈ રીતે ભાગ છે હવે શ્વાસની કસરત ઉપરાંત ધ્યાન યોગ પ્રાણાયામ સાધનો પણ મનની શાંતિ અને એકાગ્રતા માટે મહત્વપૂર્ણ છે ધ્યાન દ્વારા તમે મનોમન તમારી શ્રોતાઓ અને તમારા ગીતની ભાવનાનો અનુભવ કરી શકો જે પ્રસ્તુતિ દરમિયાન શાંતિ અને વિશ્વાસ પ્રદાન કરે છે ગાયન કરતી વખતે અથવા ગાયનની પ્રસ્તુતિ કરતી વખતે શાંતિ અને વિશ્વાસ ખૂબ મહત્વનાં હોય છે હવે મનોમન પ્રસ્તુતિ એ એક પણ એક માનસિક તૈયારીનો ભાગ છે પ્રસ્તુતિની માનસિક રિયર્સલ કરવી પણ ઉપયોગી છે ગીતોને માત્ર ગાઈને નહીં પરંતુ તેમના મનમાં ગીતની તમામ જે લય હોય સરખાવટો અને શબ્દો હારે પુનરાવૃત્તિ કરી શકાય છે એક પ્રકારનું રિવિઝન આ મનોમન રિહર્સલ મંચ ઉપર આત્મવિશ્વાસ માટે સક્ષમ બનાવે છે અને ગીતના દરેક ભાગ પર વધુ નિયંત્રણ મેળવવામાં મદદરૂપ થાય છે હવે શારીરિક અને માનસિક તૈયારીઓથી ઉપર તકનિકી તૈયારીઓ જે ખૂબ જ જરૂરી હોય છે પ્રસ્તુતિ કે રેકોર્ડિંગના દૃષ્ટિકોણે યોગ્ય તકનિકી કાળજી લેવી કઈ રીતે જરૂરી બને છે તો કહે સાઉન્ડ ચેક કરવું જોઈએ પ્રસ્તુતિ પહેલાં સેટ પર પહોંચીને આવશ્યક તકનિકી ચકાસણીઓ કરવી જ જોઈએ જેમાં માઇક્રોફોન ઇયર મોનીટર્સ અને સાઉન્ડ સિસ્ટમનું નક્કી કરવું એ સિસ્ટમની ગુણવત્તાનું સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત સાઉન્ડ ટીમ સાથે થોડો સમય પસાર કરો જેથી મંચ ઉપરની સાઉન્ડ બેલેન્સ અને ફ્લોર રિહર્સલ માટે પ્રોજેક્ટ કરવાના માર્ગ વિશે માહિતી તમને મળે કે કઈ રીતે સાઉન્ડ ટીમ વર્ક કરે છે અને કઈ રીતે તેઓ તેમનું કાર્ય કરે છે હવે રેકોર્ડિંગ સેટિંગ્સ પણ જોવાં મહત્ત્વનાં હોય છે રેકોર્ડિંગ દરમિયાન બેગ્રાઉન્ડ અવાજ અને ઓડિયો ક્લેરિટી જરૂરી છે સ્ટુડિયો અથવા ઘરમાં એક આધુનિક માઇક્રોફોન સાથે સારા સેટઅપ કરીને અવાજની ગુણવત્તા સુધારી શકાય છે જેથી પાછળથી પણ બહુ કાંઈ અવાજ ન આવતો હોય એ રીતે તમારો એકદમ વોઇસ ક્લિયર રેકોર્ડ થાય એ પણ જોવું જરૂરી છે હવે આ બધી શારીરિક માનસિક તકનિકી તૈયારીઓ થઈ ગઈ હવે સંગીત અને ગીતોની તૈયારીઓ પણ જરૂરી બને છે પ્રસ્તુતિ કે રેકોર્ડિંગ માટેના પ્રાથમિક ભાગમાં સ્વર અને સંગીતનો અભ્યાસ આવે છે સુર તાલનું સંકલન આવે છે ગાયન પહેલાં દરેક ગીતની શરૂઆત મધ્ય અને અંતને સારી રીતે સમજવું જોઈએ જો તમે કોઈ ગીત ગાઈ રહ્યાં છો તો એ ગીતને પણ સમજવું જરૂરી હોય છે તાલ અને લય ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોવું પણ જરૂરી હોય છે જો સંગીત સાથે પ્રસ્તુતિ છે તો બધાય વાદનો તો બધાંય વાજિંત્રો સાથે સારા સંકલન માટેની રીહર્સલ કરવી જ જોઈએ ગીતના અર્થ અને ભાવનાનું જ્ઞાન મેં આગળ કીધું ને એમ કે ગીત ગાતા સમયે એના અર્થ એના પાત્રો એના ભાવનાને સમજવી પણ જરૂરી છે દરેક ગીતમાં એ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવું જોઈએ જેના આધારે એ એ એ ગીત બન્યું છે જેથી ગીતમાં શ્રોતાઓ અથવા દૃશ્યના શ્રોતાઓ વધુ સંકળાઈ શકે હવે મૂળ અને વેશભૂષા ગાયન પ્રસ્તુતિની સફળતા માટે મંચ ઉપરની ઉપસ્થિતિ અને વેશ ભૂષા મહત્ત્વની ધરાવે છે જો મારી ગાવાની લાઇવ પ્રસ્તુતિ હોય ત્યાં મારી વેશભૂષા હું એકદમ ચોક્કસ રાખવાનો પ્રયત્ન કરું છું ગીતના મૂડ અને થીમ અનુસાર વેશભૂષા પસંદ કરવામાં આવે છે મારી તેમજ સંગીતના લય અને તાલની લવચિકતા સાથે જોડાણ હોય તો તમારી ચળવળ પણ મહત્વપૂર્ણ બની જાય છે આ તમામ તૈયારીઓ મજબૂત ભજવણી માટે ખૂબ જ મહત્ત્વની છે